આપણા દેશની અંદર અનેક ધર્મો છે લઘુ લઘુમતી ધર્મ પણ છે અને પ્રભાવશાળી ધર્મ પણ છે એમ જેમકે પારસી ધર્મ મુસ્લિમ ધર્મ શિવ ધર્મ અને પંથો પણ છે એટલે તમે એને એ રીતે ધર્મને જુદા પાડી તો નહીં જ શકાય લઘુમતી ધર્મ એક એવી રીતે લોકો સમજે છે કે એમાં અમે અછૂત પણ છીએ એટલે અમારા ધર્મ અને પ્રભાવશાળી ધર્મ અમારાથી જુદો છે નહીં એવું નથી બધા જ ધર્મ એકસાથે જ ચાલે છે એને દરેકને દરેકની રીતે ઉજવવામાં પણ આવે છે લઘુમતી પોતાના ધર્મને એ રીતે ઉજવે છે કે એમાં કોઈનું ખરાબ નથી થતું જ્યારે પ્રભાવશાળી ધર્મમાં એટલી બધી પ્રભાવ હોય છે કે એમાં એક જ રીતે થાય કે અને જ્યારે ધારો કે અમે શિવ પવ પંથી છે તો શિવની જ પૂજા કરી શકાય અને અમે વૈષ્ણવ હોય તો અમારાથી મહા પ્રભુજીની જ અમે પૂજા કરીએ અમે કૃષ્ણની જ પૂજા કરીએ આ રીતે પ્રભાવશાળી ધર્મને અમે માનીએ છીએ અમારું ધર્મ એટલે અમારો ધર્મ એમાં બીજું કોઈ ન આવી શકે લઘુમતી ધર્મ એવું છે કે જે આખા જ વિશ્વની અંદર બધી જ જગ્યાએ એકસાથે ચાલે છે